હા બોલો સર હા હું અમદાવાદનો રહેવાસી છું

જો અમદાવાદમાં જો તમે પહેલાં જો ફરવા આવોને તો સૌથી પહેલાં રીવરફન્ટ આવ્યું છે રીવરફ્રન્ટમાં ફ્લાવર પાર્ક છે અને અટલ બ્રિજ છે પછી એ લાલ દરવાજા છે હા તમારે અટલ બ્રિજ જવા જવું હોય તો તેની પ્રાઇઝ પચાસ રૂપિયા છે હા ત્યાંનો ટાઈમ એવું હોય છે કે સવારમાં નવ વાગ્યાથી સાંજના નવ વાગ્યા સુધી હોય છે ના ત્યાં તમારે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી પડતી પછી જો તમે અહીંયાં જાઓ તો રીવરફ્રન્ટથી જાઓ તો તમારે કેમ્પના હનુમાન જોવા જેવું છે પછી લાલ દરવાજામાં ભદ્રકાળીનું મંદિર છે હા આ બધા હું મંદિર વિશે તમને જણાઈ રહ્યો છું પછી અડ અડાલત છે ગાંધીનગર ગીફ્ટ સીટી છે પછી બીજું તમે આમ જોવા જાવને તો ઘણું બધું છે પછી અહીંયાં જાઓ તો જેમ કે રીવરફન્ટ છે પછી અહીંયાં ભાડજ આપણે મંદિર છે રા હરે ક્રશ્નનું પછી અહીંયાં ઇસ્કોન મંદિર છે હરે ક્રશ્ન પછી અડાલજ ટહુકાની ચેહર છે પછી બધાનો ટાઈમ તમે જોવોને તો સવારે નવ વાગ્યા સાડા નવ દસ વાગ્યે મંદિરો ખુલી જાય છે અને સાંજે નવ સાડા નવ દસ વાગ્યા સુધી અમદાવાદમાં તમારે લોકલ ખાવામાં તો બી સારામાં સારી કોલેટી તમને મળશે અહીંયાં તો જો એમ તો તમે ફેમસ આઇટમમાં જોવો તો વાડજમાં સેવપૂરી છે પછી અહીંયાં સૂરતી ખમણ મળે છે જલારામમાં પછી અહીંયાં વાડજ જાઓ તો તમે અહીંયાં ડીકેના બટેકા ભૂંગળા છે હા હા ડીકેના તમે આમ ભાવ પૂછો તમે ફરવા જાઓ તો પ્રાઇઝ તો બધાની અલગ અલગ જ હોય પણ બધું ઓછા ભા ઓછી કિમતમાં મળી રહેશે તમને હા હા એને તમને સૌથી સારામાં સારું ફરવાલાયક જગ્યા હું બતાવીશ તમારે જવું હોય તો મને કહેજો એક વ્યક્તિ પાછળ તમે આમ ગણોને તો અંદાજે ચારથી ત્રણ ચાર હજારમાં તો તમારે બધું પતી જાય તમારે જેવો ટાઈમ હોય જેમકે તમે કોઈ જગ્યાએ કલાક રોકાવ તો ઓછો સમય લાગે કોઈ દિવસ તમે કોઈ જગ્યા બે પાંચ કલાક રોકાવ તો એટલો સમય લાગશે તમારો આભાર તમે અમને આને વિશે પૂછ્યું એના માટે